આપણે જોવા જઈએ તો અત્યારે કુંભારની વસ્તી બહુ જ ઓછી થઈ રહી છે જેમકે પહેલાના જમાનામાં આપણે જોવા જઈએ તો કુંભારો માટલાં ઘડી ઘડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં તમને કુંભાર જોવા મળશે તેનું રિઝન એ જ છે કે અત્યારે નવી નવી ટેકનોલોજી આવી રહી છે જેથી લોકોને ખાવા પીવામાં તકલીફ પડી રહી છે જે કુંભારો છે એમને અને આના જે નવી ટેકનોલોજી આવી રહી છે એનાં ગેરફાયદા પણ બહુ છે ફાયદા તો આપણે કહી શકીએ પણ સામે ગેરફાયદા પણ ઘણા છે પહેલાંના જમાનામાં જે માટલાંથી બનાવતા હતા અને એને પાણી પીતા હતા અંદર તો બીમાર પડવાના ચાંસ બહુ જ ઓછા હતા જેથી માણસ સ્વસ્થ રહી શકતો હતો અને અત્યારે તે જ વસ્તુ મિનરલ વોટર જેવાં પાણીથી માણસો બીમાર થઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો અને આવી નેઆવી ટેકનોલોજી રહેશે તો તમે આગળ નહીં આવી શકો અને બીમાર પડવાની શક્યતા વધી જશે જેથી આ વસ્તુની ધ્યાન રાખશો તો આવનારી પેઢીને પણ કાંઇક નવો જમાનો મળે જે તમે પણ તમારાં બાળ બચ્ચા મિત્રોને સમજાવીને એક આજે અદૃશ્ય થઈ રહી અદૃશ્ય થઈ રહી